કેમ છો દીપભાઈ બસ બસ કેવું પછી તમારે અત્યારે વાપી કેટલાં વાગ્યે તમે પહોંચો રોજ બરાબર છે બરાબર છે મારે તો હારું મુંબઈથી છેક મુંબઈ પહોંચવાનું બોરિવલી હારું અઈથી ગમે તેટલું ઉતાવળ કરીને આપણે નીકળીએ પણ અહીં સુરતમાં ને સુરતમાં જ સિટી બસમાં બહુ ટાઈમ જતો રહે હવે અહીંથી સમજો અત્યારે બેઠાં બરાબર અહીં તમે કલાક પછી તમે મળો હવે પાછા બીજા સ્ટેશનથી બીજાં નવા એટલે રોજ આપણે એક ગ્રુપ જેવું બની ગયેલું હોય એટલે રોજ અલગ અલગ બધાં આપણને સ્ટેપ ટુ સ્ટોપેજ ભેગાં થયા કરે નવાં નવાં લોકો એવું છે હં હં મારે બી હવે ત્યાં મારે બી હવે કેવું છે એકાઉટંટનું કામ છે એટલે સવારમાં ત્યાં પહોંચવાનું પાછું તઈયે ગાડી શું કહેવાય મારે છેલ્લા પાંચેક વરસ તો થઈ જ ગયાં એટલે ગ્રુપ જેવું જતાં આવતાંનું અલગ અલગ બની ગયું હોય એવું છે હા પાંચ વર્ષ ઉપર થઈ ગયું મતલબ

બસ આ કંપનીમાં જ છું એકાઉન્ટન્ટમાં એવું છે બીજું શું ચાલે બોલો હા રિટર્નમાં તો કેવું જેટલા જલ્દી ફ્રી થઈએ ઓફિસથી એ પ્રમાણે પકડીએ પણ તોબી સયાજી ક્યાંતો પેલી રાણકપૂર છે એમાં તો ટાઈમ થાય જ મતલબ એટલો તો થઇ જ જાય છે બરાબર હા મેઇન આ વર્ષ હં આ વરસાદમાં મેઇન વધારે તકલીફ પડે બીજું કંઇ નહીં એમ જ્યારે વરસાદનો ટાઈમ હોયને ગાડીઓનાં ટાઈમિંગ બધાં બદલાઈ ગયાં હોય ને હારું અત્યારે વરસાદ બી એવો પડેને પાણી બહુ ભરાઈ ગયેલાં હોય સિટીમાં બી બહુ ટાઈમ લાગી જાય મુંબઈમાં બી અહીંગડી હં હા એજ એજ કંઈ નહીં તો કાલે મળીએ પાછાં એવું હોય તો

કાલે મળીએ એવું હોય તો આપણે પાછાં હને હા હા